બીજા રાજ્યોમાં જેવા કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને તમિલનાડુ સાઇડ મુસાફરી કરતી વખતે અલગ અલગ ભાષાઓના અં વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ છે પરંતુ અં જેઓને ઇંગ્લિસ અને હિંદી આવડતી હોય છે તેમની સાથે અં વાર્તાલાપ કરવામાં એટલી બધી મુશ્કેલી નથી પડતી પરંતુ જેઓને ઇંગ્લિસ અથવા હિંદી નથી આવડતું પણ પોતાની ખાલી માતૃભાષા જ આવડતી હોય છે તેમની સાથે વાર્તાલાપ કરવામાં થોડીક અગવડ પડે છે તેમની સાથે વાર્તાલાપ કરવા માટે થાડાક અં અં ઑનલાઇન પ્લેટફોર્મ જે ફોટો દેખાડીને એ વિશેની માહિતી પૂછવી હોય સ્થળ બતાવીને માહિતી પૂછવી હોય તો ઑનલાઇનનો ઉપયોગ કરીને અં માહિતી જાણી શકીએ છીએ બાકી જેને ઇંગ્લિશ અને હિંદી આવડતી હોય છે તેમની સાથે વાર્તાલાપ કરવામાં કોઈ ઝાઝી મુશ્કેલી વધારે મુશ્કેલી પડતી નથી પરંતુ અં ગામડાઓમાં રહેલાં એટલો બધો વિકાસ થયો નથી જે પોતાની માતૃભાષાઓને જ સ એમને જન્મથી જે બોલ્યા છે બહાર ક્યાંય ગયા નથી એવા વિસ્તારોમાં જ્યારે જવાનું થાય છે ત્યારે ખરેખર ઘણી બધી અગવડતાઓ પડે છે અને ગામડાઓમાં તો ખાસ કરીને વધુ અગવડ પડતું હોય છે